આજે હું એક ઓલાને બૂક કરાવી ત્યારે આ એક ડ્રાઇવર જે છે જે ચલાવ ચલાવાવાળો હતો એમને કીધું કે માસ્ક પેહરો કારણકે અત્યારે થોડેક સમય પહેલાં જ કોવિડ નાઇનટીનનો દોર ચાલતો હતો તો મેં કીધું કે પ્લીસ તમારું માસ્ક પહેરી લો પરંતુ એ થોડું માસ્ક પહેરવામાં જીજક કરતા હતા અને ના કહેતા હતા પરંતુ છેવટે એમને જબરજસ્તી કરીને પહેરાવી દીધું પરંતુ તમને એમની શું કહેવાય સ્વચ્છતા અંગે પણ વાત કરું ગાડીની તો એમની જે પીછેની જે પેસેન્જર સીટ હોય છે એ પેસેન્જર સીટ પણ બહુ ગંદી રીતે હતી અને બિલકુલ મેન્ટેન નહોતી કરેલી હતી અને ગંદકી અને નાનાં મોટાં સીગરેટનાં ઠુંઠાઓ અને આ બધું પડેલું હતું અને જ્યારે મેં કીધું કે એસી કે આ બધું ચલાવી દો કહેતા હતા કે એસી ખરાબ છે અને ચાલતું નથી અને ચાલે છે પણ તો પણ બહું ધીરું છે તો કારનું જરા પણ મેઇન્ટેનન્સ કર્યું નહોતો